જો આજના યુગમાં શિક્ષણમાં ચોપડીયું જ્ઞાન કોઈને કામ આવતું નથી જો કોઈપણ વર્ગનો વિદ્યાર્થી હોય જેને એમાં રુચિ હોય એનો શોખ હોય એમાં એ આગળ વધી શકતો હોય જો એવું શિક્ષણ આપે દાખલા તરીકે સુથાર કામ છે પમ્પિંગ કામ છે પશુપાલન છે ખેતીવાડી છે કિચનગાર્ડન છે કૂકિંગ છે સિવણ કામ છે પછી દાખલા તરીકે છોકરિયું હોય કે છોકરો હોય હેર કટિંગ છે કે આજનું કોઈ ફેશનનું છે કોઈ રિલ્સને એવું બનાવે છે તો એમાં એને અભિનયનો શોખ હોય તો એ એના શોખ મુજબનું શિક્ષણ આપે કારણ કે જ્યારે એ જીવન જીવવા જાય છે ત્યારે આ અત્યારે બેરોજગારી ચારે કોર વધી રહી છે તો એ બેરોજ બેરોજગારી નાથવા માટે અને આ મોંઘવારીમાં એ લોકોનું જીવનનિર્વાહ થઈ શકે એનો ચૂલો સળગી શકે બીજાને ઉપયોગ થઈ શકે જો એવું શિક્ષણ આપણે એને આપીએ તો એને જીવનમાં બહુ જ કામ લાગી શકે છે કારણ કે જ્યારે એ છોકરો ભણી અને નોકરી ધંધા માટે નીકળે છે ત્યારે જે એને આપણે ચોપડીયું જ્ઞાન આપ્યું હોય છે એ એને કાંઈ કામ નથી લાગતું પણ જો એને કોઈ સુથારી કામ છે પમ્પિંગ કામ સિવણકામ મરઘાં ઉછેર પશુપાલન ખેતીવાડી કે કોઈ વાહન ચલાવવાનું કોઈ એના શોખ હોય એ પ્રમાણે ડ્રોઈંગ એવું કોઈ એ લોકો મતલબ કે એ જે ભણ્યા શીખવાડ્યું હોય આપણે કાંઈ એને ઉત્પાદન પૈસા કઈ રીતે થાય એવું કાંઈ જો એને આપણે શિક્ષણ આપ્યું હોય તો એના જીવનનિર્વાહ માટે એને ખૂબ જ મદદરૂપ અને જરૂરી બને શકે છે અને આજના જમાનામાં એ બે આ બે રોજગારી ચારે કોર વધી રહી છે કોઈ બેરોજગારી ન કે આપણે એવું જોઈએ છીએ આજુબાજુ કે ઘણાયને જમવાના નો સાંસા પડતા હોય કાંઈ કામ ધંધો નો મળતા હોય તો માણસ આપઘાત પણ કરી લે છે તો એને રોકવા માટે અને એને કાંઈ જીવન મુશ્કેલ નો થાય એનું જીવન સહેલું બને અને બે પૈસા રળી શકે એવું કામ આપણે એને શિખવાડવું ખૂબ જ જરૂરી છે કડિયા કામે શિખવાડી શકીએ ખેતીવાડી શિખવાડી શકીએ એને ડ્રાઇવિંગમાં શોખ હોય પછી પેંટિંગમાં શોખ હોય બ્યુટી પાર્લરમાં શોખ હોય છોકરો કે છોકરી જો એને આવું વ્યવસાયિકલક્ષી આપણે શિક્ષણ આપીએ ને તો એને બે પૈસા કમાઈ શકે અને જેને જીવનમાં એને ઉપયોગી પણ બની શકે અને એને બહુ ઝાઝી તકલીફ ન પડે આમાં શું થાય ચોપડી જ્ઞાન આપણે આપી દઈએ પછી લોકોને આના માટે બીજા એકસ્ટ્રા ક્લાસ કરવા પડે છે તો કોઈ પાસે પૈસાની ફીની સગવળ હોય એ તો આગળ વધી શકે છે પણ જે સ્લમ એરિયાના હોય એની પાસે ખાવાનાએ સાંસા હોય એ આવી મોટી ફિઉ ભરી શકતા નથી કે એના વાલી પણ એ લોકોને આમાં કાંઈ કરી શકતા નથી એટલે એ લોકોને જીવન જીવું ખૂબ અઘરું પડી જાય છે જો એનું જીવન આપણે સહેલું કરવું હોય તો આપણે વ્યવસાયમાં શાળાઓમાં આવા વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું જોઈએ અને હા સરકાર કોઈ યોજના બનાવે છે પણ એમાં એટલા બધા ડોક્યુમેન્ટ માંગ્યા હોય છે કે આ ગરીબ વ્યક્તિ પાસે અમુક લોકો તો એટલા અભણને એવા હોય છે કે એની પાસે ડોક્યુપડ પણ પૂરા હોતા નથી તો એને ભણવામાં એડમિશન મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને હા જે હોશિયાર છે એ તો એનો ફાયદો ઉઠાવી લે છે પણ જી લોકોને ખરેખર જરૂર હોય છે ને એ લોકો બિચારા આમાં કાંઈ કરી શકતા નથી કે કોઈ સરકારી યોજનાનો ફાયદો લઈ શકતા નથી બાકી હા ભણેલગણેલ હોય હોશિયાર હોય એ આજુબાજુમાં પૂછીને પણ એનો લાભ લઈ શકે છે પણ જે આ હું તમને કહુને સાવ સ્લમ મીડિયાના છે જેને કાંઈ ખબર જ નથી બહુ બહારની દુનિયા જોઈ નથી એ લોકો માટે જીવનનિર્વાહ બહુ અઘરું થાય છે કારણ કે એના વાલી એટલા મજૂરી કામને એવું કરતાં હોય છે કે બાળક શું ભણ્યો શું શીખું એને કાંઈ ખબર હોતી નથી તો એને પણ થોડીક જાગૃતતા લાવી જરૂરી છે એટલે આપણા સમાજમાં આ શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે જો આના વિષે સરકાર વધારે વિચારે અને વધારે ગરીબ માણસો હોય છેલા છેવાડાના માણસો હોય એને વધારે મદદ કરે અને એને નડતી મુશ્કેલીઓ દૂર કરી અને આવું શિક્ષણ આપે તો એને જીવન માટે ખૂબ જ જરૂરી હોઈ શકે છે માટે મારું તો કેવું છે સરકારને કે આના વિષે તમારે ઘણુંબધું વિચારવું જોઈએ કારણ કે ફાયદો લેવાવાળા બબે ત્રણ ત્રણ વાર લઈ જાય પણ જેને એ જરૂર છે એ તો બિચારા એક વાર પણ ફાયદો લઈ શકતા નથી તો આ બેરોજગારી બહુ જ મોટો આ જમા અત્યારના બહુ મોટો પ્રશ્ન છે જ્યાં જોવો ત્યાં બેરોજગારી ચારેય તરફ વધી રહી છે આપણે જોઈએ છીએ ગ્રેજ્યુએટ હોય એ છોકરા પણ છેલ્લે રિક્ષા હલાવાનું કે બીજા નાના મોટા કામ કરી લેવા તૈયાર હોય છે તો આવું ન બને અને એને યોગ્ય મળે શિક્ષણ અને દિશા આગળ વધે અને એ લોકો પણ વાર તહેવાર બધું મનાવી શકે અને પોતાનું જીવન ગુજરાન આસાનીથી કરી શકે બસ એ જ હું ઈચ્છું છું